નડીયાદમાં જ્યોતિ રેસ્ટોરન્ટની દાળ પૂરી ખૂબ જ વખણાય છે અને એક જ સ્વાદ વર્ષોથી હોય છે પણ આવી દાળ પૂરી નડીયાદમાં બીજે ઘણે ઠેકાણે મળે છે પણ સ્વાદ આવો આવતો હોતો નથી એ સિવાય નડીયાદમાં ડબ્બાવાળાનું ચવાણું ગડબડદાસનું ટમટમ નવીનચંદ્રનું ચવાણું દાસ બરફી વાડીના પેંડા પ્રખ્યાત છે તેમજ વૂડલેન્ડમાં મળતું સાઉથ ઇંડિયન બધાંનું મુખ્ય છે